હલો

હા એમાં તમે ઘણા બધા ઑપશન આવે છે તેમાં તમે સિલેક્ટ કરી શકો છો અલગ અલગ વોલ પેઇન્ટિંગ છે તેમાં તમે લીંપણ આર્ટ છે તેવી રીતના કોઈ પણ આર્ટ પણ કરાવી શકો છો અને તેમાં તમારે જરૂર હોય તો તમે પેઇન્ટિંગ પણ કરાવી શકો છો વોલ પેઇન્ટિંગ તમારે જેવી જરૂર હોય તમને ગમતું હોય તેવું અલગ અલગ ચોઈસ આવે છે તેમાં તમે પેઇન્ટિંગ કરાવી શકો છો કોઈ પણ અલગ આર્ટ પણ કરાવી શકો છો હા આપણે તમે કીધું કે તમારે ચાર રૂમમાં કરાવવું છે તો અમુકમાં તમારે બે રૂમમાં તમારે પેન્ટિંગ કરાવાય વોલ પેન્ટિંગ આખું પેઇન્ટિંગથી કરાવી શકો છો અને અમુકમાં તમારે તમે ટેક્સચર આર્ટ છે લીંપણ આર્ટ છે તેવું આર્ટ કરાવી શકો છો એમાં હું તમને ઘણા બધા ઓપશન બતાવી શકું છું તેમાંથી તમે ચોઈસ કરી શકો તે તમે તમે રુબરુ મળી શકો છો ત્યારે બતાવી શકું છું કાં ઓપશન તમને ફોનમાં મોકલીને તમે ચોઈસ કરી શકો છો હા તેની તમે તમારી રીતે વોલ ઉપર છે કે કેટલી સાઈઝ છે તે અને તમે તમે કયા મટીરીયલ કેવું કરાવવા માગો છો તેના પર છે તમે રૂબરૂ મળી શકો તો હું વધારે ડીટેલ આપી શકું છું ઓકે તો તે તો તમે અહીંયા આવો ત્યારે જ તમને ખબર પડે અલગ અલગ ઓપશન આવે ત્યારે હા તો હા